આમ તો હું છું ગુજરાતી પણ મારી મારા જીવનમાં બી એક એવો ફેઝ આવ્યો હતો કે જેમાં ખાલી ફરવા માટે નહીં મારે ધંધાર્થે સાઉથનું એક મોટું શહેર છે તમિલનાડુમાં મદુરાઈ ત્યાં સિફ્ટ થવું પડ્યું હતું જે થોડા સમય માટે નહીં ઘણા લાંબા સમય માટે હતું જેમ કે તમને કદાચ ખબર હશે કે તમિલનાડુમાં અને મદુરાઈમાં તમિલિયન્સ રહે છે એ લોકો એમની ભાષા અને સંસ્કૃતિને દૃઢતાથી વળગેલા રહે છે એ લોકોને કદાચ હિન્દી ભાષા પણ આવડતી હોય તો પણ એ લોકો એના તરફ વળતા જ નથી એ લોકોને ઓલવેઝ એવું જ ગમે કે આપણે ત્યાં ગયા તો આપણે એમની તમિલ ભાષા જ અપનાવી જોઈએ હવે જેમ કે જોવા જઈએ તો ગુજરાતની ભાષા અને સંસ્કૃતિ અને મદુરાઈની ભાષા અને સંકૃતિમાં આસમાન જમીનનો ફરક છે તમને ખબર જ હશે કે તમિલિયન્સ એટલે બહુ જ ઓર્થોડોક્સ પીપલ અને એ લોકોને એમની એમની દુનિયામાં જ રહેવા ટેવાએલા છે એ લોકો માટે બીજી સંસ્કૃતિ અપનાવવી કે બીજા લોકોને અપનાવવા બહુ ટફ છે અને હું જેટલા વર્ષો પહેલાં ત્યાં સેટલ થવા ગઈ એ વખતે તો એ લોકોના યુવાનો કે યુવતીઓ પણ કોઈ વિદેશ કે તમિલનાડુ કે એની બહાર જઈને ભણવાનું પણ વિચારતા નોતા બીકોઝ એ લોકો બહુ જ કંઝરવેટિવ એટલે એમને એમના છોકરાઓ એમની આજુબાજુ જ જોઈએ બહાર મોકલવા કે લેડિઝને બહાર ફરવું એ લોકો એ બધું એમના માટે એક અલગ જ વસ્તુ હતી જ્યારે ગુજરાતમાં આપણી સંસ્કૃતિમાં લેડિઝને જેટલું પ્રાધાન્ય મળે એટલું તો બીજી કદાચ કોઈ કાસ્ટમાં નથી મળતું મારા માટે સ્ટાર્ટિંગમાં બહુ જ ટફ હતું પણ પછી મેં વિચાર્યું કે હવે અહીંયાં જ રહેવાનું હોય તો શું કરવા આપણે પણ એની ભાષા અને સંસ્કૃતિ આપનાવીએ નહીં જે ભાષા સાથે એ લોકો જોડાએલા છે એ ભાષા મેં પણ શીખી લીધી એમની સંસ્કૃતિમાં બેઝિક જે હતું એ બધું મેં અપનાવી લીધું તમિલ શીખી ગઈ અને સાથે સાથે એ લોકોના તહેવારો કેવી રીતે ઉજવવા એ લોકોના પરિવારો સાથે કેવી રીતે મિલઝૂલ કરવી જેમ અને એ બધું શીખી લીધું અને રોજિંદા વપરાશમાં તો જેમ કે શાકવાળા હોય કામવાળા હોય બધા સાથે આપણે ઇંટ્રેક કરવું જ પડે એ લોકોને તો બિચારાઓ ભણેલા પણ માણ છે જેમને એમની ભાષા સિવાય બીજું કંઈ સમજ જ નથી પડતી છેવટે મેં વિચાર્યું પોઝિટીવીટીથી મેં એમની ભાષા શીખી લીધી અને એટલું બધું સરસ રીતે એ લોકો સાથે રહેવાનું ચાલુ કર્યું કે એ લોકો ઘણી વાર એમ વિચારતા તા કે આટલું સારું તમિલ તો અમે પણ નથી બોલી શકતા અને એ પોઝિટીવીટી સાથે જે મેં ત્યાંની સંસ્કૃતિ અને ભાષા આપનાવ્યા પછી જે રહેવાની મજા હતી અને જે ધંધો કરવાની એ લોકોને જે એ લોકો સાથે મિલઝૂલ કરવાની જે મજા હતી એ કંઈ અલગ જ હતી